હલો ટીચિંગનો પ્લાન અત્યારના ગ્રુપમાં એવું છે કે રજાઓને બહુ

ટીચિંગનો પ્લાન બરાબર કમ્પ્લીટ જ છે આ આ સપ્ટેમ્બર મંથમાં ટીચિંગનો સિલેબસ બધો કમ્પ્લીટ થઈ જશે થોડાક થોડાક લેક્ચર વધારવા જોઈશે એકસ્ટ્રા લેક્ચર કેમ કે રજાના લીધે સિલેબસ થોડો ઝાઝો છે ને આ વીકમાં રજા પણ બહુ આવે છે મંથમાં એટલે રજા હોય હા એ બની ગયું છે ટાઈમ ટેબલ હવે એકસ્ટ્રા લેક્ચર ખાલી ગોઠવવાના છે એટલે સિલેબસ આ આ મન્થમાં કમ્પ્લીટ થઈ જશે ઓકે